હું અંકિતા હાલમાં સાથ ચૅરિટેબલ ટ્રસ્ટમાં નોકરી કરી રહી છું લગભગ બે હજાર પાંચમાં જે મેં ઉમ્મીદનો કોર્સ કર્યો હતો તે દરમિયાન મને સાથ સંસ્થાના કાર્યની સમજ મળી હતી એની સાથે સાથે અમુક વર્ષો પછી મને સાથ સંસ્થાની અંદર કામ કરવાનો મોકો મળ્યો લગભગ બે હજાર નવમાં આ સંસ્થામાં મેં મારા કાર્યની શરુઆત કરી હતી ત્યારબાદ મેં બે હજાર અગિયારની અંદર એક યુથ ફોર્સ પ્રોજેક્ટ માટેની કામગીરી શરુ કરી હતી અને સાથ સંસ્થામાં આવતા અમુક એવા અલગ અલગ પ્રોજેક્ટો ઉપર મેં કામગીરી કરેલી છે સૌ પ્રથમ જયારે મેં શરુઆત કરી ત્યારે હું એક ફિલ્ડ ઑફિસર હતી અને એની સાથે સાથે અન્ય કાર્યમાં પણ હું આગવી રીતે લીડરશિપ લેતી હતી કાર્ય કરતી વખતે મને એવુ લાગતું હતુ કે આ કાર્ય મારે શીખવું જોઇએ કે ન શીખવું જોઇએ એ બધા જ વિચારો મને આવતા હતા પરંતુ અમુક સમયે જ અમુક સમય બાદ મને જ્યારે અમુક પ્રકારની તાલીમો મળી અને એની સાથે સાથે મને ઘણું બધુ શીખવા મળતું હતુ એ તલીમો મેળવ્યા બાદ મને એવું લાગ્યું કે આપણે પણ બધું જ કામ કરી શકીએ છીએ તો મેં તાલીમો મેળવ્યા બાદ ઘણાં પ્રકારનાં જયારે કોઈ ઇવેંટ હોય અથવા તો કોઈ કામગીરી ચાલતી હોય ત્યારે મેં લીડરશિપ લેવાનું ચાલુ કર્યું અને અત્યારે હાલમાં જોવા જાઉં તો હાલમાં મારી ડેઝિગ્નેશન એઝ અ લાઇફ સ્કીલ ટ્રેનર તરીકેની છે પરંતુ હજી મને ઘણું બધુ શીખવું છે જાણવું છે અને ઘણું બધુ સમજવાનું બાકી છે અને ભવિષ્યમાં હું વિચારું છુ કે એઝ એ કોઇ સારી પોસ્ટ જો હોય તો સાથ સંસ્થાની અંદર મને વધારે કાર્ય કરવાનું ગમશે અને જો એ કામ યુથ સાથે હોય એ કરવાનું મને ખૂબ પસંદ આવશે